મોરબી જિલ્લામાં આજી આજીવિકાનું મુખ્ય સ્રોત એક તો સરકારી નોકરી તેમજ કૃષિ ઉદ્યોગો વગેરે દ્વારા લોકો રોજગારી મેળવે છે જેમાં સરકારી નોકરી લોકો વધારે પસંદ કરે છે પરંતુ તે મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી દર્શાય છે જ્યારે મોરબી જિલ્લાની અંદર રોજગારી માટે સૌથી ઉત્તમ ખેતી છે અને ત્યાર પશી ઉદ્યોગો જેમાં વોટ્રિફાઈ સ્ટાઈલ્સ વગેરેના કારખાનાની અંદર લોકો મજૂરી કરી અને પોતાની આજીવિકા મુખ્ય સ્રોત છે આ રીતે કૃષિ અને ઉદ્યોગ એ બે દ્વારા મોરબી જિલ્લાની અંદર લોકો પોતાની આજીવિકાનો નિર્વાહ કરે છે અને એના આધારે પોતે જીવન વ્યતિત કરે છે